ભારત એક સાંસ્કૃતિક અને ધર્મ નિરપેક્ષ અને ધર્મશીલ દેશ છે ભારતની અંદર ઘણીબધી અ વાતો ઉપર ચર્ચાઓ અને વિચારણાઓ થતી હોય છે પરંતુ ખાસ કરી અને હું મારા મનની જે વાત કરવા માંગુ છું એ એ છે ભારતની અંદર સેક્સ એજ્યુકેશન માટે આજે આપણે વાત કરીએ કે ભારત એક ચુસ્ત ધર્મ ન ધર્મશીલ દેશ છે એટલાં માટે આ સેક્સ એજ્યુકેશન વિશે આપણે વાત કરી શકતા નથી અને આ એક સવેદનશીલ મુદ્દો છે જેને આપણે લોકો સ ની વચ્ચે ચર્ચિત કરવા માગતા નથી અથવા તો ચર્ચિત કરતા નથી પરંતુ એની સાથે સાથે પણ આજે જોઇએ તો એક એવી વસ્તુ છે કે જે આજે વાત કરીએ કે જ્યારે દીકરીઓ ચૌદ વર્ષની થઇ જાય છે અને જ્યારે માસિક પિરિયડમાં આવે છે અને એ દીકરીઓને ક્ષમા સમજાવવા માટે એની સાફસફાઇ કઈ રીતે કરવી એને કઈ રીતે એનું માર્ગદર્શન આપવું એને કઈ રીતે એનો અં અભ્યાસક્રમ શું છે એનો કઇ રીતે માર્ગદર્શન પૂરૂં પાડી અને કઈ રીતે ટ્રેનિંગ આપણે આપી શકીએ એને પોતાના અ પ્રાઇવેટ પાર્ટ જે છે એને કઈ રીતે અ સાફસફાઇ કરી અને હાઇજીનિક રાખી શકીએ એના માટેનું પણ જે એજ્યુકેશન છે એ આપવા માટે આપણે વિચારતા હોઈએ છે પરંતુ ભારત એક અ ધર્મ ની અ સહિષ્ણુતા દેશ હોવાથી આ બધી જે ચર્ચાઓ છે એ આપણે જાહેરમાં કરી શકતા નથી તો આ વિષય ઉપર એક હું મારો ટોપિક લખવા માગુ છું પણ કંઇકને ક્યાંક મારા મનમાં શંકા છે કે લોકો મારા વિશે શું વિચારશે અથવા તો અમારા વિશે શું વાત કરશે